હલો સર હું વિશાલ જાદવ મેં અત્યારમાં છે ને મારું અત્યાર હુધી જનધન ખાતું હતું તો મારે એને સેવિંગ અકાઉન્ટમાં કન્વર્ટ કરવાનું હતું કારણ કે મારે થોડીક જરૂર પડી છે જનધન ખાતામાં મને સાંભળવામાં આવ્યું છે કે દસ હજાર સુધીની જ લિમિટ હોય છે પણ મારે થોડીક એની લિમિટ વધારવા માટે એવું કહેવામાં આવ્યું કે માઇનર ટુ મેજર મતલબ જનધન ટુ સેવિંગ અકાઉન્ટ કરવાનું છે તો પ્લીઝ મને એ સેવિંગ અકાઉન્ટ કરવાનું છે તો તમે મને એની જે માહિતી છે એ એ મને જરાક આપો અને તેમાં શું શું જોઈશે તેમાં કઈ કઈ માહિતી જોઈશે અને મારે ઘણું બધું અપડેટે કરવાનું છે મારે બિલિંગ મારો અમુક પેમેન્ટ વિભાગ આ બધુંને અ અ અપડેટ કરવાનું છે તો મને એનું કોઈ નોલેજ નથી મતલબ હુ કંઈ જાણકારી રાખતો નથી તો પ્લીઝ મને એ જરાક જણાવો અને જેમ બને તેમ જલ્દી કરો તો વધુ સારું કારણ કે મારે છેને એક વીમા કંપની છે તો તેમાં મારે આ બધી જ આપવાનું છે અને ઘણા બધા મારે હજી એક ખાતું જે અમારે જોઇન ખાતું કરાવાનું છે પેલા આ ખાતાને હું મારું સેવિંગ અકાઉન્ટ કરાવી લઉ અને આવી જ રીતે મારી પત્નીનું પણ એક ખાતું છે એને પણ મારે સેવિંગ અકાઉન્ટ કરવાનું છે એટલે તમારે બે ટોટલ બે સેવિંગ અકાઉન્ટ કરવાના છે અને પછી આ બેય અકાઉન્ટને મારે જોઇન્ટ અકાઉન્ટ કરવાનું છે તો જેમ તમારાથી થાય એમ જલ્દી કરો અને પ્લીઝ મને થોડીક વધારે હેલ્પ કરો તમે મારા પર થોડુંક વધારે ધ્યાન આપો તો વધું સારું જેથી મારું આ જે વીમા પોલિસીનું ને એ બધું જે કામ છે એને હું આગળ વધારી શકું અત્યારમાં એ કામ અટકેલું છે અને જો થોડાક દિવસ સુધીમાં એ નહીં થાય તો મારું જે મને જે લાભ થવાનો હતો એ લાભ નહીં થાય ને મારો લાભ અટકશે તો પ્લીસ મને હેલ્પ કરો